ગુજરાત સ્થળની વાત કરીએ તો ગુજરાતમાં બહુ બધા એવાં જોવાલાયક સ્થાનો છે જ્યાં બહુ બધી વસ્તુ જોવાલાયક છે હું અત્યારે અ અઠવાડિયા પહેલાં જ દીવ જગા ગયો હતો ત્યાં સમંદર કિનારે આવેલું આ સ્થળ છે ત્યા જોવાલાયક બહુ બધી વસ્તુઓ છે સમંદર કિનારો છે ત્યાંની ખાવાની વસ્તુઓ છે કપડાઓ છે આ બધી વસ્તુઓ ત્યાં બહુ બધી છે જે આપણા માટે આનંદરૂપ છે અને ત્યાં ખાસ કરી ને વાત કરીએ તો ત્યાંનો જે વાતાવરણ છે હવામાન છે બહુ સારો છે તો એક વાર માણસ ત્યાં જાઈએ તો એને આનંદ થાય અને સુકુન આપણને મળે એ જગા જઈએ અને બહુ બધી ખૂબસૂરત એવી એમાં જગાઓ છે જેમ કે ફોર્ટ બહુ મોટો ફોર્ટ ત્યાં આવેલો છે ત્યાં લોકો આવે છે ફોટાઓ ફોટો કેપ્ચર કરે છે એક યાદગાર તરીકે તે ત્યાં અગર જોવા જાઈએ તો આ સ્થળ બહુ સારું છે